રમત ગમત એ જીવન માટે ખૂબ જ અગત્યની વસ્તુ કહેવાય છે રમત ગમતથી શારીરિક શારીરિક તંદુરસ્તી પણ વધે છે રમત ગમતમાં મને ક્રિકેટ રમવાનો ખૂબ જ શોખ છે જે રીતના ક્રિકેટમા મને જેમ જેમ નિષ્ફળતા મળતી હતી તેમ જ હું આગળ આગળ અને આગળ સફળ થતો હતો જેમ કે તમને રમતમાં નિષ્ફળતા એ રીતના મદદ કરે છે કે તમે ક્રિકેટનો મેચ છે તમારો અને તમે એક મેચ હારી ગયા એ મેચમાં સ નિષ્ફળ થયા તમે તો એ મેચમાં તમે જુઓ અને વિચારો કે એમાં શું શું ભૂલ થઈ હતી અને તે જ ભૂલો અને જે ભૂલો થઈ હોય તેની માથે તમે વધારે ધ્યાન આપો અને તેમાં ધ્યાન આપી અને તમે આગળ અને આગળ તેના વિ તેના વિશે વિચારો અને તેની પ્રૅક્ટિસ કરો તો તે રીતના તમે તે ભૂલોને સુધારી શકો છો અને તે નિષ્ફળતાથી તમે સફળતાની તરફ જઈ શકો છો આ રીતના નિષ્ફળતા એ પણ સફળતા માટેની એક સીડી કહેવાય છે મારે હું ક્રિકેટ રમવા ગયેલો હતો મારે એક દિવસના બે મેચ હતા પહેલાં મેચ દરમ્યાન અમારી ટીમ સારો સ્કોર ના કરી શકી અને હારી ગઈ આ દરમ્યાન બે કલાકના બ્રેક પછી અમારો બીજો મેચ હોવાનો કારણે પહેલાં મેચમાં શું શું ભૂલ થયેલી તેના વિશે અમે વિચારણા કરી આ દરમ્યાન જે જે ભૂલો થઈ હતી તેના તેના ઉપર અમે અમલવારી કરી અને સુધારા વધારા કરી અને આગળની પ્રેક્ટિસ કરી અને અમે બીજો મેચ રમવા માટે ગયા બીજા મેચ દરમ્યાન અમે ખૂબ જ સારા રનથી જીત્યા ખૂબ જ સારો સ્કોર કર્યો આ રીતના નિષ્ફળતા મળે તો જ તમે આગળ જઈને સફળ થાઓ કારણકે એક ફેરી નિષ્ફળતા મળી હોય તો તમે એ જોઈ શકો કે ક્યાં મારી ભૂલ થાય છે શેમાં મારે વધારે સુધારા વધારાની જરૂરત છે આ રીતના તમે સુધારા અને કરી તમે આગળ અને આગળ સફળ થઈ શકો છો આમ સફળ થઈ જોવા માટે નિષ્ફળતાની જરૂર હોય છે કારણ કે તમે રમત ગમતમાં ક્યાં ભૂલો કરી છે તે તમારે જોવા માટે તમારે નિષ્ફળ થયા હોવ તો તમને ખબર પડે છે